મેં આજે સવારે જ એક જાની ફરસાણમાંથી લોચો ઓડર કરેલો હતો પાંચ લોચાનો ઓડર કરેલો હતો પાંચ પ્લેટનો તો એ મારો કેન્સલ રદ થએલ છે તો પછી મને એનું રિફંડ હજી સુધી મળ્યું નથી તો એ રિફંડ તમે ક્યારે આપશો તે કેવી રીતે આપશો તે રીતે રિફંડ નહિ મળે તો પછી મારે કંઈ ફરિયાદ કરવાની હશે તો પછી હું ફરિયાદ કરી શકું છું જો મને કાલ સુધી રિફંડ નહિ મળશે તો પછી હું ફરિયાદ કરીશ એટલે તમે જલ્દીથી જલ્દી મને જેમ બને એમ જેલ્દી મારું રિફંડ મને પરત કરો કેમ કે મને એક તો બહુ નુકસાન થયું કે હું મારા ઘરે મહેમાન આવેલા હતા ઘરે અને મેં તમને ઓડર કરેલો હતો તો તમારો ઓડર આવ્યો નહિ તો પછી મારે એ ઓડર બીજે બીજી જ જગ્યાએથી મારે મંગાવવું પડ્યું અને મારા મહેમાન ને બી વેટ કરવું પડ્યું તો એના હિસાબે મને બી બહુ નુકસાન થયુ છે તો તમે જલ્દીથી જલ્દી મને રિફંડ પાછું કરશો નહીંતર પછી મને હું ફરિયાદ કરીશ તમારા વિષે એટલે પ્લીસ મને જલ્દીથી જલ્દી મારું રિફંડ પરત આપી દેશો